મેં તમારી વેબસાઇટ પરથી બાટાનાં જૂતાં ઓડર કરેલાં હતાં પરંતુ હવે મને બાટાની વેબસાઇટ પરથી એક સરસ ડીલ મળેલી છે જેથી હવે મારે મારો આ ઓડર કેન્સલ કરવો છે તો આ ઓર્ડરનો નંબર છ છ એક સાત છે અને ટ્રેકિંગ આઈડી એક બે ત્રણ ચાર છે તો મહેરબાની કરી અને મારો આ જૂનો ઓડર કેન્સલ કરો મોબાઈલ નંબર ઉપર આવેલો ઓટીપી ત્રણ પાંચ બે ત્રણ છે આભાર